હા જી જી બોલીએ બોલીએ હું કાજી બોલું છું હા વાંધો નહીં તમે એક કામ કરો તમારા જે સ્કૂલનો અ સોરી તમારા જે સર્ટિફિકેટની નકલ લઇને તમે અમારા અ કાઉન્સેલિંગ સેંટર અહિયાં વીસ તરીખે અમારે અહીં ગોઠવેલું છે તમે ત્યાં આવી જાઓ તમે આવીને આપણે ડિસ્કસ કરીએ અને એની અંદર તમને મળી જશે સો ટકા તો તમે આવીને બીજું તમારે એના સિવાય બીજી કંઈ જાણકારી જોઈતી હોય તો બોલો મારો સેમિનાર વીસ તારીખે આ મહિનાની આ મહિનાની વીસ તારીખે અહીંયા વિશાલા પાસે એક સિટિગેટ કરીને ઓફિસ છે ત્યાં આગળ અમે રાખેલ છે તો ત્યાં આગળ તમે આવીને ને તમે બાળકને પણ લઇને આવી શકો છો તો ત્યાં તેનું પણ કાઉન્સેલિંગ અમે કરીએ છે સ્ટુડન્ટનું બી કાઉન્સેલિંગ કરીએ છે અને ફાઇનાન્સિયલ માહિતી માટે બી તમારે લોન સ્ટુડન્ટ વિશે શિક્ષણ વિશે લોન બી લેવી હોય એની બી માહિતી તમને ત્યાં મળશે અને સારા પર્સેંટેજ આવશો તો એના વિશે સ્ટાયપન પણ અમારી સંસ્થા આપે છે હા એમની એમની એક ટેસ્ટ લઈએ છીએ અમે એને એ ટેસ્ટ નું રિજલ્ટ પ્રમાણે અમે એને એડમિશન આપીએ છીએ તો તમે આવી ને તે ટેસ્ટ આપી શકો છો બરાબર તમારે સો ટકા એનું સારું રિજલ્ટ આવશે તો તમને એડ્મિશન મળી જશે ઓકે ઓકે નો પ્રોબ્લમ બાય બાય થૅન્ક યૂ